નમસ્કાર હું છેલ્લા ઘણા વર્ષોથી જિયો સિમનો ગ્રાહક છું અને મે કાલે એટલે કે બાવીસ બાર બે હજાર ચોવીસ તારીખે મેં એક રિચાર્જ કરાવ્યું હતું નવસો નવ્વાણું વાળુ એક વરસ વાળુ અનલિમિટેડ કોલ્સ અને અને વન પોઈન્ટ ફાઇવ જીબી પર ડે પણ આજે ત્રેવીસ તારીખ થઈ ગઈ છે અને હજી સુધી હું કોઈ પણ કૉલ કરી શકયો નથી કે કરી શકતો નથી અલે ક્રૃપા કરીને તમે મને ચકાસી આપો કે મારું રિચાર્જ થઈ ગયું કે નહીં મેં મારા મોબાઈલ નંબર સેવન નાઇન નાઇન ફાઇવ જીરો ફાઇવ ફોર સેવન થ્રી નાઇન એટ પર કાલે જ રિચાર્જ કરાવ્યું છે અને મેં ગૂગલ પેમાંથી ત્રિપલ નાઇન પેમેંટ કર્યુ છે તો ક્રૃપા કરીને મને ચકાસી આપો રિચાર્જ થયું કે નહીં ધન્યવાદ